હલો હું ખુશ્બું ઝવેરી વાત કરી રહી છું તમે હેવન કેબ્સમાંથી વાત કરો છો મારે પંદર દિવસ માટે અમે લગભગ ચાર કે પાંચ સભ્યો છીએ અને અમારે વૃંદાવન મથુરા આગ્રા અને હરિદ્વાર જેવી દૂરની જગ્યાઓ ઉપર જવાનું છે તો એના માટે કઈ ગાડી અમને તમે મને અમને આપી શકો અમારે પાંચ સીટર પણ જોઈએ છે ક્યાં તો સેવન સીટર જે અવેલેબલ હોય એ ગાડી તમે આપો અને કિલોમીટરનો ભાવ શું હશે એક કિલોમીટરના કેટલા હશે અને લાંબી ટ્રીપ છે અમારી તો દસ કિલોમીટર પ્રમાણે પણ કેટલો ભાવ હશે તે વિશે તમે મદદ કરી શકો અને એમ કેટલા પૈસા થશે અમને કુલ એના વિશે પણ મારે પૂછવું છે